મારું નામ વિભા છે અને આપણે ભણાવવા વિશે જોઈએ તો કહે મારો ભાઈ છે તો હું જોયું તો કે મારા ભાઈનું લગભગ તો એવું હોવું જોઈએ કે બધી જ વસ્તુની માહિતી હોવી જોઈએ કે કેમકે ભણવામાં પણ બધું જ જ્ઞાન હોવું જોઈએ અત્યારે ટેકનોલોજી એટલો વિકાસ થઈ ગયો છે કે લગભગ ઇંગ્લિસ ગુજરાતી બધું જ કામ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવે છે અને બધું જ કામ મોબાઈલ ઉપર કરવામાં આવે છે જો તમે ભણેલા જ નહી હોવ તો તમે મોબાઇલમાં કઈ રીતે કામ કરી શકશો ટેકનોલોજી આગળ એટલી બધી વધેલી છે કે આપણે જોઈએ તો કે ભણવામાં પણ એવી જ રીતે છે ભણવું એ આપણા માટે મહત્ત્વનું થઈ ગયું છે પહેલાંના સમયમાં જોઈએ તો કે ગામડાના વિસ્તારમાં રહેતા તો કે પહેલાં તો ખેતીવાડીમાં જ બધા કામ કરતા ખેતીમાં કરતા કપાસ ને એવું બધું વાવતા અને એમાં જ પોતાનું જીવન ગુજરાન કરતાં ને પહેલાં દાદાઓ કે થઈ ગયેલા હતા એ બધા જ પણ ખેતીનો જ ધંધો એટલે કે વારસામાં ખેતીનો ધંધો પકડતા હવે એ રીતે વારસો આગળ ચાલતો પણ હવે જોઈએ તો કે આપણે આધુનિકતા આવી છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી એટલા સાધનોને ઉપલબ્ધ કર્યાં છે કે આપણે એમાં કામ કઈ રીતે કરવું એના વિશે આપણને માહિતી આપે છે હવે અત્યારે પહેલાંના ગામડાવાળો વિસ્તાર હતો હવે એને આપણે ગામડાવાળા વિસ્તારમાં રહીએ તો ત્યાં પણ આધુનિકતા તો આવી જ ગઈ છે એટલે ગામડામાં રહેતા છોકરાઓ એ પણ અત્યારે બાર પાસ કોલેજ અમુક ઇનજીનીયરિંગ હોય ડૉક્ટર હોય છે એ બધી જ વસ્તુ આપણી જીવન જરૂરિયાત છે એટલે આપણે ભણવું તો આગળ પડશે જ અને હું મારા ભાઈને એવી રીતે તૈયાર કરવા માગું છું કે તેને ઇંગ્લિશે આવડતું હોવું જોઈએ ગુજરાતીમાં કોઈ દાખલા તરીકે કોઈ ગામડાના લોકો આવે અને એની પાસેથી મદદ માંગે તો ગામડાનાં લોકોમાં એટલું બધું અંગ્રેજી કે શિક્ષણ વિભાગ આગળ ચાલેલું ન હોય તો એને એ પણ શિક્ષણ શીખવું જોઈએ કે દાખલા તરીકે કોઈ ગામડાના માણસ આવીને એને કહે કે મારે આ કામ કરવું છે તો તુ કરી દે તો આપણને એટલું આવડવું જોઈએ કે આપણે ઇંગ્લિશ એવું નથી કે ઈંગ્લીશમાં જ એજ્યુકેશન આપણે લેવું પણ આપણે ગુજરાતીમાં પણ ભણવું જોઈએ એટલે કે ગુજરાતીના કોઈ લોકો આવે તો એને આપણે સરખી રીતે સમજાવી શકીએ અને એને આપણે મદદ શકીએ સામેવાળી વ્યક્તિ આપણી પાસેથી અમુક અપેક્ષાઓ કે આશાઓ લઈને આવે છે તો આપણું એટલી ફરજ છે કે એ સામેવાળી વ્યક્તિને આપણે કાર્ય કરી શકીએ એટલે હું મારા ભાઈને સર્વશ્રેષ્ઠ ભણાવવા માગું છું કે તેને તમામ પ્રકારની માહિતીની ખબર હોવી જોઈએ તો કે ઉચ્ચ વર્ગનાં લોકો સાથે કે ઉચ્ચ વર્ગ સાથે રહી શકે એમની સાથે ભળી શકે એમને એ રીતે હેન્ડલ કરી શકે અને નીચ વર્ગના લોકો કે નિમ્ન કક્ષાનાં લોકોને પણ એ રીતે કાર્ય કરી શકે અમુક કામ એવું હશે કે જે ના આવડે પણ અમુક કામ તો એને આવડવાં જ જોઈએ અને અત્યારના સમયમાં આ એકવીસમી સદીમાં તો બધાં જ કામ એને આવડવાં જ જોઈએ બધું જ કામમાં શીખેલા જ હોવાં જોઈએ કોઈ કોઈની મદદ કરતું નથી પણ આપણે એવું બનવું જોઈએ કે ભણી ગણી ગયા કે ડૉક્ટર થઈ ગયા એન્જિનિયરિંગ થઈ ગયા તો આપણને અભિમાન ન આવવું જોઈએ અને એકબીજા સાથે મળીને લોકોને ભલે આપણે ભણેલાં હોઈએ તો આપણે એમ કાંઈક હું કાંઈક છું એવું નહીં દેખાડવાનું પણ બધાને લાગણીઓથી જોવાના ને બધાની મદદ કરવાની હું મારા ભાઈને સર્વશ્રેષ્ઠ ભણાવવા ઈચ્છું છું એટલે તે બીજા બધાની પણ મદદ કરી શકે